હા હું ઔષધીય વનસ્પતિમાં વધારે માનું છું આયુર્વેદિક બેઝ માટે તુલસી અને જે અન્ય જડીબુટ્ટીઓ ખૂબ જ ઉપયોગી છે એટલે અમે ઘરે પણ ઉગાડીએ છીએ મારા પોતાનું ફાર્મ હાઉસ છે નજીકમાં ત્યાં પણ અમે આ જડીબુટ્ટીઓનું ખાસ વાવેતર કરીને ઉછેર પણ કરીએ છીએ અ એન્ટિબાયોટિકની દૃષ્ટિએ જોવા જઈએ તો જે દવાઓમાં વપરાય છે એના કરતાં કુદરતી એન્ટિબાયોટિક તરીકે તુલસી અને જે અન્ય વનસ્પતિ આયુર્વેદિ આયુર્વેદિકમાં ગણતરીમાં લેવાય છે તે ખૂબ જ ફાયદાકારક અને ઉપયોગી છે